મારું નામ કાર્તિક છે મને પેનકાર્ડ પર જે ડીટેલ્સ હતી એ ચેન્જ કરાવવામાં ચેન્જ કરાવવી છે હું હમણાં પહેલાં જ પહેલાં વેસુમાં રહતો હતો હવે પિપલોદમાં શિફ્ટ થયો છું તો મને પાનકાર્ડ પર એડ્રેસ ચેન્જ કરાવવું છે મારું જૂનું પેનકાર્ડનો નંબર છે એ સી બી પી એક શૂન્ય એક બે ત્રણ ચાર ને એનું એ જાહેર થયેલું એક એક બે હજાર એકવીસ મેં જાતે પહેલાં ઓનલાઈન ટ્રાય કર્યું પણ મને કંઈ સમજ નહીં પડી તો મેં પહેલી પહેલાં પણ કસ્ટમર કેરમાં કોલ કરેલું પણ મને સમજ નહીં પડી એ લોકોએ કંઈ હેલ્પ નહીં કરી સો હવે પ્લીસ તમે મને એકજેક્ટ પ્રોસીજર આપો કે અમે કેવી રીતના હું આ ડિટેલ ચેન્જ કરાવી શકું છું મારું કરંટ એડ્રેસ છે એ સાતસો પાંચ સારથી કોમ્પ્લેકસ